હલો હા પાનકાર્ડ ઓફિસમાંથી બોલો છો હા હું નડિયાદથી હરસકન ભાઈ બક્ષી બોલું છું મેં પાનકાર્ડ મેળવવા માટે એક અરજી તમને આપેલી છે અને તમારા તરફથી મને પહોંચ પણ મળેલ છે અને એ પહોંચનો નંબર હું બોલું છું એ સિ કે થ્રી સિક્સ ફોર ટુ સેવન છે આ તમારી જાણ માટે અને ને તમારા તરફથી મને એવું કહેવામાં આવ્યું હતું કે બને એટલું ઝડપથી મને મોકલી આપવામાં આવશે પણ હજુ સુધી મને મળેલ નથી તો શક્ય હોય તો જેમ બને તેમ જલ્દી મને મારું પાનકાર્ડ મોકલી આપવા વિનંતી કરું છું આભાર